ગુજરાતની સંસ્કૃતિ અને બીજા રાજ્યોની સંસ્કૃતિ એ બધી સંસ્કૃતિઓ જે છે એ જેતે પ્રદેશ કે રાજ્યના ભૌગોલિક મતલબ વિસ્તારો મુજબ હોય છે અને તેના મતલબ આહાર વિહાર વગેરે પણ તે પોતાની સંસ્કૃતિ મુજબ હોય છે હવે ગુજરાતી સંસ્કૃતિ વિષે આપણે કહીએ તો આપણા બધાં તહેવારો છે એ આપણી સંસ્કૃતિ મુજબ છે પણ એ આ વડવાઓએ એ તહેવારો છે એને ધર્મ ધર્મ ઉપર આધારિત કરી દીધાં છે પણ હકીગતમાં ધર્મ અને વિજ્ઞાન બંને સાથે એકબીજા સાથે જોડાએલા છે જે તે તહેવારોમાં મતલબ અમુક આહાર વિહારનું હોય છે તો એ આહાર વિહારનું ધર્મની સાથે જોડાણ કરીને વૈજ્ઞાનિક રીતે એ મતલબ સાબિત થાય એવું થઈ ગયું છે હવે એક જ આપણે ઉદાહરણ લઈએ તો આપણો ગુજરાતીનો તહેવાર છે હોળી તો હોળીમાં તમારે હોળી એટલે એ મતલબ એ એ ઋતુ છે જે શિયાળો અને ઉનાળોની વચ્ચેની ઋતુ આવે છે શિયાળો જાય છેને ઉનાળો આવે છે હવે એ દરમ્યાન આપણે શરીરમાંથી કફ ઊખડે છે કફો મતલબ રિલીસ થાય છે કફને એ મતલબ એને શરીરમાં એનું દમન કરવા માટે હવે જે શું કરવું જોઈએ તો એ આપણા વડવાઓએ બહુ સરસ રીતે આયોજન કરેલું છે પણ આપણે એ એને એ વસ્તુને ધા ધાર્મિક ક્રિયાઓ સાથે જોડી દીધી છે હવે પ્રગટાવાનું કારણ છે હોળી પ્રગટે છે તો એનો હોળી પ્રગટે ત્યારે આપણે તેની આસપાસ પ્રદક્ષિણા ફરીએ છીએ તો એ પ્રદક્ષિણા ફરવાને માટે આપણે જ્યારે પ્રદક્ષિણા ફરીએ છીએ ત્યારે એ હોળીના તાપને લીધે આપણો શરીરમાં શરીરને જે ઠંડક અંદર હોય છે એ અંદર શરીરમાં થોડીક ગરમી પ્રવેશ કરે છે અને તે કફ રિલીસ કરે છે આપણા શરીરમાંથી અને એ હોળીમાં જ ખજૂર ધાણી દાળિયા એવું આપણને ખાવા માટે કીધેલું છે મતલબ આપણા ખોરાકમાં એ એ સૂચન કરેલું છે પણ એ ધાણી દાળિયા ખજૂર એવું બધુ તમે ખાઓ તો એ તમારા શરીરમાંથી જે કફ છે એ કફનું શમન થઈ જાય છે એટલા માટે એ ધાણી દાળિયાને એવું બધું ખાવા માટે તમને કહેલું છે હવે એજ વસ્તુ આપણે આગળ જઈએ તો શ્રાવણ મહિનો આવે છે તો શ્રાવણ મહિનામાં બધાં એકટાણા ઉપવાસ એવું બધું કરે છે હવે હકીકતમાં શ્રાવણ મહિનામાં ચોમાસું હોય એટલે ચોમાસામાં તમારા શરીરને એટલી બધી ભૂખ નથી લાગતી એટલે એકટાણા ને એ બધું એટલા માટે કરવામાં આવે છે અને ત્યારે તાવ અને એવા બધી બીમારીઓ ફેલાવાની શક્યતાઓ વધુ હોય છે ને ચોમાસામાં જે પાણી હોય છે એ મતલબ એનએ હિસાબે થોડું તમારે શરીરને પણ એ થોડું અસર કરે છે એટલે અમુક પ્રકારની બીમારીઓ ના થાય એટલા માટે એ શ્રાવણ મહિનામાં તમારે એકટાણા અને ઉપવાસ વગેરે કરવાનું હોય છે એ ધર્મની સાથે જોડેલું છે પણ ધર્મની સાથે સાથ એમાં એક વિજ્ઞાન પણ સમાયેલું છે એ એક સત્ય હકીકત છે અને એજ રીતે નવરાત્રિમાં હોય છે રાસ ગરબા હોય છે સંસ્કૃતિ મુજબ જ છે રાસ ગરબા પણ એ રાસ ગરબા તમે નવ દિવસ રમો છો એ દરમ્યાન તમારા શરીરમાં જે ચરબીને એ બધુ વધારાનું જમા થએલું હોય છે તે એ એ પરસેવા દ્વારા તમારી ચરબી વગેરે એ ઓગાળી નાખે છે એ દરમ્યાન અને એ પેલા તમારે એક ભાદરવા મહિનામાં પિતૃ પક્ષ આવે છે જે શ્રાદ્ધ નાખવાનું ને એવું બધું હોય છે પણ એને ધર્મ સાથે જોડેલું છે પણ એ શ્રાદ્ધ પક્ષમાં તમારે શું ખાવાનું હોય છે તોકે દૂધ અને ચોખાની ખીર ખાવાની હોય છે હવે ભાદરવા મહિનામાં શ્રાવણ મહિનામાં વરસાદ વરસ્યો હોય છે એટલે એ ભેજવાળી હવામાંથી ભાદરવામાં તડકો પડે છે એટલે ભાદરવામાં એ તડકો તમારા શરીર પર પડે એટલે તમારા શરીરમાં પિત્તનો વધારો થાય છે હવે એ પિત્તનું શમન કરવા માટે ખાસ તો તમારે ચોખા અને દૂધની ખીર ખાવાની હોય છે હવે એ ખીર છેને એ તમારા શરીરમાં જે પિત્ત હોયછે એનું શમન કરે છે પણ આપણા વડવાઓએ બહુ ખૂબીપૂર્વક એ ધર્મ સાથે જોડી દીધેલું છે અને માણસ માત્ર જે છે એ ધર્મ ભીરુ છે હવે ધર્મની બીક બતાવશે તો માણસ બધું કરશે પણ એમ કહેશે કે આ ખાવ તો તમારા શરીરમાં આમ થાશે તેમ થાશે તો એ માણસ માણસ માનવાનો નથી પણ ધર્મના નામે એ બધું માની જાય છે એટલે એ બધું ખીરને એ બધું શ્રાદ્ધમાં પિતૃઓને શ્રાદ્ધ નાંખવાના બહાને પણ એ ખીરને એ બધું ખાતો થાય એટલા માટે આપણાં વડવાઓએ આ બધું આયોજન કરેલું છે બસ આપણી સંસ્કૃતિ આ વિશિષ્ટતા ધરાવે છે અને ખાસ કરીને આખા ભારતની સંસ્કૃતિ જે તે પ્રદેશો મુજબ એ એ આપણા મેં તો અત્યારે તમને ગુજરાતમાં જે તેવારો છે એ મુજબ શું ખોરાક આહાર વિહાર એ વિષે જણાવેલું છે પણ બીજા રાજ્યોમાં પણ આ રીતે જ હોય છે તમે એ આ મેં હોળીનું કીધું તો એ એ વખતે મકર સંક્રાંતિનું છે તો એ વખતે તામિલ નાડુમાં પોંગલને એવું બધું તહેવાર હોય છે પણ એ આપણી આપણા મુજબના જ હોય છે પણ થોડી રીતભાતો અલગ હોય છે બીજું કંઇ નથી અને એ સંસ્કૃતિ એ ફક્ત ભારતમાં જ છે બીજા દેશોમાં આસપાસના બીજા દેશોમાં તમે જોશો અમેરિકા કે રશિયા કે એવું બધું તો એ પોતાની સંસ્કૃતિ મુજબ હોય છે પણ આપણી સંસ્કૃતિમાં આ બધી આહાર વિહારને બધું એ વિજ્ઞાનને આધારિત મતલબ એને જોડી દીધેલું છે બસ આથી વિશેષ હું કંઇ કહી શકીશ નહીં